હું કનોવર બોલું છું હા મારે બૅન્કમાંથી એક ખાતું ડિલીટ કરવાનું છે બૅન્કમાંથી એક ખાતું ડિલીટ કરવાનું છે નહીં નહીં બે ત્રણ ખાતા થઈ ગયા છે એટલે એક બંધ કરાવવાનું છે ના ના કંઈ તકલીફ નથી એટલે ત્રણ ચાર ખાતા થઈ ગ્યા છે એટલે એક બંધ કરવાનો છે તકલીફ કંઈ નથી

બરોબર ચોવીસ અગિયાર બે હજાર ચાર બસરા સોસાયટી સંજીવની હોસ્પિટલની બાજુમાં હારગુળ સંજીવની

ના ના બંધ જ કરાવી દેવાનું છે

ઉપાડી લીધા બધે ઉપાડી જ લીધા

હા હા